હ દૂધનો ભાવ કેમ વધારી નાખ્યો છે નહીં એમ ને એમ થોડી ગાય ભેંસનું ઓછી થઈ ગઈ છે

ઉપર ક્યા છે તમે જ ખુદ વેંચો છો ને હ હ બરાબર છે કંઈક ઓછું તો કરો એમાં હ તો તમે બીજી અમારું એક કસ્ટમર ગોતી દઉં તો પણ ઓછો કરી નાખશો હાલો બે ચાર હા હું મારા પાડોશમાં પૂછી લઈશ જો તમે એને દૂધ જોઈતું હોય તો કહીશ તો મારો ભાવ કેટલો તમે ઓછો રાખશો પચાસ નહીં પચીસ કરી દ્યોને લ્યો હું તમને પાંચ છ જણા ગોતી દઉં છું ને તમે એને ઉવા અરે હું પણ તમને તમારે પાંચ જોઈશે તો હું દસ ગોતી દઈશ મારા પચીસ રાખો એની પાસે ભલે ને તમે સાઈઠ લ્યો હ કંઈ હા તો એમ કરો ને એક પચાસ રાખો બરાબર છે ને હું બે ત્રણ જણા ગોતી દઈશ ચાલશે ને હ એ હા ના બીજું તો કંઈ નહીં કે ભાવ જ વધી ગયો હતો હ એટલા માટે હ કરીશું કરીશું હમણાં એક બેનનો ફોન હતો કે એ તમે બહારગામ દૂધ દ્યો છો કે ગામમાં જ બરાબર હા કંઈ વાંધો નહીં તો કોઈ આ ગાય ઉપલેટામાં છે ને એક અહીંયા રાજકોટમાં જ છે હોવ રાજકોટમાં જ હ પણ એમ નહીં તમે જ ત્યાં જઈને ઉપલેટા મોકલાવી દ્યો તો તમારું દૂધ થોડુંક સારું આવે એટલે હા કંઈ વાંધો નહીં તો હું એને પૂછી દઈશ કે એ જ કંપનીની છે પણ એ ભાઈ નથી હા એ હા